હલ્લો હા હા આશ્યાના રિક્રૂટ હાં જી આશ્યાના રિક્રૂટમેન્ટ કન્સલ્ટન્સી બોલો પૂર

હા હા બરાબર છે હા આપનું ક્વોલિફિકેશન શું છે એક્સપિરિયન્સ શું છે તમને શેમાં ઇન્ટરેસ્ટ છે અને જૉબ છે તમારે એક્સપિરિયન્સ શેમાં છે એક્પેક્ટેશન સેલેરી શું છે એ આપ મને કહેશો જરા હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ બરાબર છે બરાબર હ અચ્છા તો હું તમને એક લિન્ક મોકલું છું બરાબર તો એ લિન્કમાં તમે રજીસ્ટ્રેશન તમારું સીવી અને તમારા એક્સપિરિયન્સ બ કરી દેજો અને એક ક્યુઆર કોડ મોકલું છું એમાં પાંચસો રૂપિયા અમારી કન્સલ્ટન્સી ફી છે અને તમને જ્યાં બી જો કંપનીમાં જરૂર હશે એટલે બે ચાર કંપનીનું હું તમને મોકલું છું તો એમાં તમને તમારું સીવી હું મોકલીશ અને જો થ સિલેક્શન થઈ જશે તમારાં સીવીનું તો તમને ઇન્ટરવ્યુ તમારી સાથે ગોઠવી દઇશ બરાબર અને ક્યુઆર કોડને લિન્ક મોકલું છું તો તમે એમાં રજીસ્ટ્રેશન કરી દો અને પાંચસો રૂપિયા ફી છે તો એ તમે મોકલી દો મને બરાબર હા જો તમારે તમને સેટિસ્ફેક્શન ના થયું હોય અને તમારે કોઈક ક્વેરી હોય તો તમે મારી ઑફિસ છે એસજી હાઇવે પર તમને હું સેન્ડ કરું છું મારું એડ્રસ અને લોકેશન બરાબર તો તમે આવી શકો છો અને હાર્ડ કોપી બી લઈને તમારા આવી શકો છો તમારા સીવીની તો અત્યા તમારે જે કંઈ ક્વેરી હશે તો રૂબરૂમાં બી સોલ્વ કરી દઇશું અને તમારું સેટિસ્ફાઇડ તમને કરીશું બરાબર છે બરાબર તો હવે આપણે મળીએ તો પછી તમારી ટાઈમ ને એ પ્રમાણે માર મારો લઈ લેજો અને એ પ્રમાણે આપણે મળીશું બરાબર ચાલો

હા હું તમને મે ટેક્સ્ટ મેસેજ કરું છું તમને ટેક્સ્ટ મેસેજ કરું છું આ નંબર ઉપર હાં ચાલો હા ઓકે હા ભલે